માણસને કોઈ પણ કાર્યમાં પ્રગતિ માટે તેનું ઉગ્મન સ્થાન એટલે કે મૂળ સ્થાનનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે મૂળ સ્થાનથી તે પા પગલી ભરી અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો આ રીતે પોતાના મૂળ સ્થ સ્થાન સાથે જોડાવા માટે દરેકે સતત અને સતત તેની સાથે જોડાયેલા રહેવું જોઈએ અને એવી મારી એક યાદ છે એમાં મારા માતાપિતા જે મારા ઉગ્મન મારું મૂળ સ્થાન છે અને એમના દરેક વિચારોની સાથે હું સહમત રહી અને જોડાવા માટે સતત અને સતત પ્રયત્નશીલ રહું છું અને તે મને આજે પણ તેમનું પ્રોત્સાહન યાદ કરું છું